હલો તમે બાઈકની શો માંથી વાત કરો છો

અને એમ અમારા બજેટમાં આવી જાય એવી બાઈક જોઈએ છે

હા પચીસ હજાર

ના એનાથી વધારે તો મારું બજેટ નથી તોહ એના અંદર એના અંદર જ કોઈ બાઈક મળી જતી હોય તો કેવું હા હા સારું હા હા સારા માનું જોઈએ હાં બને તેમ સુધી સારી સારી જોઈએ હા સારું